ગામડાંની શાળાની વાત કરીએ તો તેનો એક ફાયદો એ છે કે તેની ફિઝ બહુ ઓછી હોય છે પરંતુ સાથે સાથે તેની સગવડો પણ બહુ ઓછી હોય છે ગામડાંમાં અત્યારે વધારે પડતી સરકારી શાળાઓ જ હોય છે પ્રાઈવેટ શાળાઓ નથી હોતી અને સરકારી શાળાઓમાં મેઈન પ્રોબ્લેમ તો એ છે કે ત્યાં સગવડ બહુ ઓછી હોય છે સરકાર જેટલી તેમને ગ્રાન્ટ આપે છે સગવડો માટે તેટલી સગવડો ત્યાં બનતી નથી પૂરતા પ્રમાણમાં ત્યાં ચોખ્ખાઈની વ્યવસ્થા નથી હોતી પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું પુસ્તકો જેટલા બાળકોને આપવાના છે વિદ્યાર્થીઓને જેટલી પુસ્તકોની જરૂરિયાત છે એનાથી બહુ ઓછા પુસ્તકો તેમને આપવામાં આવે છે મોટા ભાગે સરકારી શાળાઓમાં પાટલીઓની વ્યવસ્થા નથી હોતી ભોજન ટાઈમ ટુ ટાઈમ અપાતું નથી અને જો આપવામાં આવે તો ચોખ્ખું નથી હોતું એની સામે જ્યારે સિટીમાં મોટા શહેરોમાં શાળાઓ હોય છે પ્રાઈવેટ શાળાઓ તેમાં ફિઝ તો બહુ વધારે હોય છે પરંતુ સગવડો પણ પૂરેપૂરી હોય છે પીવાનું મિનરલ પાણી આપે છે જમવાનું સમય ટુ સમય આપે છે પુસ્તકોની જેટલી જરૂરિયાત છે વિદ્યાર્થીઓને એટલાં પ્રમાણમાં એ લોકોને પુસ્તકો મળી રહે છે ચોખ્ખાઈની વ્યવસ્થા હોય છે તો આજે ગામડાંની સરકારી શાળાઓ છે એમાં સગવડો વધારવી જેટલીક સરકાર જેટલાં એમને પૈસા આપે છે સગવડો માટે એટલા પ્રમાણમાં એ લોકોને સગવડ બનાવવી શૌચાલય બનાવવા પ્રોપર ક્લાસ બનાવવા વિદ્યાર્થીઓના ભણતરમાં કઈ રીતે એનું એનું વિકાસ કરી શકાય ઉચ્ચત્તર ભણતરમાં એ લોકોને કઈ રીતે મદદ કરી શકાય આગળ એ લોકોને કઈ રીતે શીખવી શકાય એ માટે પૂરતું જ્ઞાન આપવા માટે એવા શિક્ષકોની ટીમ લગાવવી જેવી રીતે પ્રાઈવેટ સ્કૂલોમાં અલગ અલગ સેમિનાર વેબીનાર્સ થતાં હોય છે એવી રીતે સરકારી શાળાઓમાં પણ કરી શકાય જેના લીધે ગામડાંના જે લોકો ગામડાંના જે વિદ્યાર્થીઓ છે એમનું જ્ઞાન વધારે પડતું આગળ થાય એવું નથી કે ગામડાંના વિદ્યાર્થીઓને કંઈ નથી આવડતું એ થોડાંક પાછળ હોય છે સિટીના બાળકો કરતાં પણ એ વધારે હોશિયાર હોય છે જો એને પૂરતા પ્રમાણમાં એજ્યુકેશન મળે તો અને આ સરકાર જ કરી શકે છે જો સરકાર ગામડાંના બાળકોને બાળકોનો પૂરતો વિકાસ કરવો જ હોય તો એમને પૂરતી સગવડો મળવી જોઈએ કોઈ બીજા ગામમાં કે દૂર રહેતા હોય એ લોકો માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોવી જોઈએ જેના લીધે જે લોકો સ્કૂલ સુધી નથી પહોંચી શકતા જે બાળકોને ભણવું છે પણ નથી પહોંચી શકતા એ લોકો પહોંચી શકે જેવી રીતે પ્રાઈવેટ પ્રાઈવેટ સ્કૂલો હોય તો એમાં બસની વ્યવસ્થા હોય છે વાનની વ્યવસ્થા હોય છે એવી રીતે સરકારી સ્કૂલોમાં પણ હોવી જોઈએ જેમ ખાલી ગર્લ્સને છોકરીઓને સાઈકલ મળે છે એવી રીતે છોકરાંઓને પણ મળવી જોઈએ જેના લીધે તેના પરિવહનમાં સારું થઈ પડે